આર્ટ આર્ટ સપ્લાય ક્યાંથી ખરીદો છો આર્ટ એક એવી કળા છે જે દરેક વ્યક્તિની અંદર રહેલી છે આર્ટ એટલે કે કળા કળાના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાને અલગ અલગ રીતે કળા દર્શાવતા હોય છે જેમકે કળાનાં માધ્યમમાં નૃત્યકલા સંગીતકળા ચિત્રકળા વાદ્યકળા એમ દરેકે પ્રકારની કળાઓ આપણને જોવા મળે છે ચિત્રકળામાં કેટલીક કળાઓ આપણને જોવા મળે છે જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ લઈએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટને દરેક વસ્તુઓ આપણને અલગ અલગ માધ્યમથી જ જોવા મળે છે જેમાં એમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓ નાના ગામોમાં પૂરતી પડતી નથી એના માટે કેટલાક દૂર સુધી એ વસ્તુ લેવા માટે જવું પડે છે જે માધ્યમથી તેમાં એક જગ્યા ઉપર દરેક ચીજ વસ્તુઓ પૂરતી મળતી નથી તેમ છતાં એ દરેક વસ્તુઓ માટે આપણે દૂર જવું પડે છે તેમજ ઓનલાઇન શોપિંગ કરવી પડે છે ઓનલાઇન શોપિંગમાં પણ કોઈ વસ્તુની ગેરેન્ટી લેવાતી નથી કે તે આપણને જોઈએ એ પૂરતી જ મળતી નથી અને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં વપરાતા કાર્ડ બોર્ડ કલર પેપર બ્રશ છીણી પ્લેટ તેમજ દરેકે દરેક વસ્તુઓ આપણને એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ રહેતી નથી તે માટે આપણે અનેકે અનેક દુકાનોમાં ફરવું પડે છે અને કેટલાક દૂર સુધી જવું પડે છે તેમજ આ બધી વસ્તુઓ માટે ગવર્મેન્ટ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા એક કલાનું તેમજ તેનાં માધ્યમથી દર્શાવવામાં આવેલ એક એક્ઝિબિશન રચવામાં આવે તો આ દરેક વસ્તુઓ આપણને એક જ સ્થાનેથી પૂરતી મળી રહે તેમજ તેમાં દરેક અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ પણ આપણને નવી નવી ઉપયોગમાં આવે એ વસ્તુઓ પણ આપણને ત્યાં આગળ ઉપલબ્ધ રહી શકે તેમજ આપણી જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ આપણે ત્યાંથી મળી શકે કલા એવી કળા છે કે તેના અંદર અલગ અલગ રૂપે દર્શાવવા માટે અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમજ તે ચીજ વસ્તુઓમાં એ વપરાતી દરેક વસ્તુઓમાં જેનાથી આપણી કલા ખીલી ઉઠે છે